હું મારા ઘરની દીકરી વધુ ભણે એ ઈચ્છા રાખું છું કે જે જેના દ્વારા એ પોતે પગભર બની શકે તેને બીજા પાસે કોઈ પણ જાતની આશા ન રાખવી પડે અને પોતે સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે જ્યારે દીક દીકરીના શિક્ષણની વાત આવે ત્યારે મારા મતે હવે તો પહેલાંના જેવી અનેક મુશ્કેલીઓ હતી તે નથી છતાં પણ ક્યાંક નાની નાના મોટા પ્રશ્નો ઊભાં થાય છે અત્યારે જો નાના નાના ગામડામાં પણ મોટાભાગે પ્રાથમિક શિક્ષણ સુગમ બન્યું છે છોકરીઓ માટે સરકાર દ્વારા અનેક સહાય પણ પૂરી પાડવામાં આવે છે કન્યા કેળવણીને મહત્વ અપાય છે છોકરીઓને શાળામાંથી સાઈકલ પણ સાઈકલ પણ સુવિધા રૂપે અપાય છે છતાં હજુ પણ પછાત વિસ્તારમાં અંતરિયાળ ગામોમાં પોતાના ભાઈ બહેન સાચવવા કે ઘરના કામ કરવા મજૂરી કરવા માટે છોકરીઓને શિક્ષણમાંથી વંચિત રખાય છે